હલો હા

હા ફીસ બાકી છે સર પોસિબલ હોય તો કંઈક અરેન્જ થઈ શકે એમ હોય તો કરો ન અત્યારે હું ફીસ નહીં ભરી શકું સર એક્ચુઅલ્લી થોડો ફેમિલી પ્રોબ્લેમ છે મતલબ હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે એટલે એમાં ઓપરેશનને એવું હમણાં કરાયું ફેમિલી મેમ્બરનું તો મતલબ થોડી એમાં પૈસાની ઈમરજન્સી હતી તો એમાં પૈસા વાપર્યા છે તો અત્યારે હું ફીસ હમણાં નહીં જ પે કરી શકું પ્લીઝ પ્લીઝ પોસિબલ હોય તો થોડુંક ડીલે થઈ શકે એમ હોય તો

સર એટલું તો અત્યારે નથી પોસિબલ અત્યારે મતલબ ટેન પસેન્ટ ફીસ પણ અત્યારે નહીં કરી શકું પાંચ દિવસમાં રિક્વેસ્ટ કરું છું સર પ્લીઝ થઈ શકે તો થોડું ડીલે હજી મને કરી દો ને હાં એ વાંધો નહીં હું ત્યાં આવીશ અને તમને જણાવી પણ દઈશ પણ હજી થોડુક હમણાં મતલબ નહીં કરી શકું ફી તો પે તો કેટલો ટાઈમ તમે મને આપશો કેટલા દિવસમાં

હલો પ્લીઝ મારી મતલબ સિચુએશન અત્યારે થોડી અઘરી છે સર પ્લીઝ સમજો એક્ઝામ મને તમે ભરી લેવા દોને એક્ઝામ પછી પાક્કું હું ફિસ પે કરી જ દઈશ પ્લીઝ પણ અત્યારે થોડું અરેન્જ કરી દયોને પ્લીઝ મેનેજ કંઈક કરી દો ન સર મને એટલિસ્ટ પંદરથી વીસ દિવસનો ટાઈમ તો જોઈએ સર એવું હશે તો હું તમને હું તમને એક આદ એક આદ વીક પછી હું તમને કહેવાયને કે ફિફ્ટી પસેન્ટ ટવેન્ટી ફાઇવ ટુ ફિફ્ટી પસેન્ટ જેટલું હું તમને ફીસ પે કરી દઉં અ

હા હું એનું તમને બધુ બાંહેધરી પત્રક પણ આપવા તૈયાર છું તમને એ પણ આપી દઈશ પણ મતલબ હું તમને એક આદ વીકમાં ટવેન્ટી ફાઇવ ફિફ્ટી પસેન્ટ જેટલું કરી દઇશ ફીસનું પણ એનાથી વધારે ફૂલ ફીસ નહીં થઈ શકે સર સર બાર દિવસ મતલબ ઓછું થોડું વધારે કરી દો ન કારણ કે હું તમને આઠથી દસ દિવસમાં તો ટવેન્ટી ફિવ ટુ ફિફ્ટી પસેન્ટ ફી જે છે હું તમને અરેન્જ કરવાનું કહું છું અરેન્જ કરી લઈશ પણ પૂરે પૂરી ફી અરેન્જ કરવામાં મને થોડો ટાઈમ લાગશે સર થોડુંક મતલબ વીસ એક દિવસ જેટલો ટાઈમ પ્લીઝ મળી જાય તો હા ઓકે ઓકે થેન્ક યૂ સર